હા અમે ફોટોગ્રાફ્સ સોસિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ અમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટ્સઅપ હવે તો સ્નેપચેટ પણ આવી ગયું છે સ્નેપચેટમાં પડ્યા સ્નેપચેટમાં રહેતા નથી ફોટોસ પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને એ બધામાં મેમરિસ એ થાય છે તો એના માટે અમે મૂકીએ છીએ અને અમારા બહાર રહેતા હોય જે રેલેટિવ્સ એ લોકો પણ જોઈ શકે કેમ કે ટાઈમનો અભાવ હોય એ લોકો પાસે તો એ લોકો એટલીસ્ટ ફોટા તો જોઈ શકે એટલા માટે થઈને અમે મૂકીએ છીએ ફોટા અને બધા ફરી આપણને બીજે ક્યાંયથી ના મળે તો ફરી એમાં અને એમાં આપણે જઈએ તો ફેસબુકમાં અને એમાં તો એ લોકો મેમરીસ સ્ટોર કરી રાખે છે ફેસબુક વાળા તો એ આપણને ફરી આપણને ફોટા મળી શકે છે એટલા માટે અમે ફોટોગ્રાફસ પોસ્ટ કરીએ છીએ